શેર માર્કેટ એક અંદાજિત રમત કહી શકીએ આપણે અને એનું શેર શેર માર્કેટમાં અલ જે કંપનીઓ છે લિસ્ટેડ કંપનીઓ છે બેંક નિફ્ટી કંપનીઓની બેંક નિફ્ટી કહેવાય એમાં છ હજાર અલગ અલગ સ્મોલ મિડ કેપ અલગ અલગ કંપનીઓ છે સ્મોલ મિડિયમ અને લાર્જ કેપ તો આ શેર માર્કેટમાં ટ્રેડ એ કોઈ પણ એક કંપની માની લો કે એલએનટી કંપની છે તો કેટલા ટાઈમથી રનિંગ છે એના છેલ્લા ત્રણ વર્ષના રિટર્ન્સ શેરના ભાવ કેટલા વધ ઘટ થઈ રહ્યા છે એના અંદાજ પ્રમાણે તમે એનો આગળ ટ્રેડ લેવા માટે વિચારી ક કરી શકો છો જે પણ કંપનીને તમે માર્કેટમાં ટ્રેડ શેર બજારમાં શેર શેર બજારમાં ટ્રેડિંગ તો એના માટે એનું જે કંપનીનું બેકગ્રાઉન્ડ ગ્રોથ રિટર્ન્સ લોસ પ્રોફીટ એન્ડ લોસ બુક્સ સેલ્સ એની માહિતી તમે જાણકારી રાખો આ ભવિષ્યમાં કેટલું સુ આયોજન છે કેટલું ટર્નઓવર થઈ શકે છે પ્રોફીટ કેટલો થઈ શકે છે તો એ પ્રમાણે તમે જોખમ લઈ શકો છો અને માહિતી અધૂરી માહિતી સાથે ટ્રેડ કરવું અત્યંત જોખમી ગણાય છે અને કોઈપણના જણાવ્યા અનુસાર તમે જે ટ્રેડ કરો છો એ પણ જોખમી કહેવાય છે જોખમી એમ કોઈ પણ કંપનીનું માહિતી વગર તમે ટ્રેડ કરો છો એના ચાન્સિસ ખૂબ જ વધી જાય છે કે એનું રિસ્ક ફેક્ટર વધી જાય છે તો એ જોખમી વધારે હોય છે એ જોખમ ના આવે કે રિસ્ક જે આપણું જોખમ છે જોખમને નિવારવા માટે તમે આ જોખમ લીધો એને નિવારી ક્યારે કરી શકાય શેર માર્કેટ જ્યારે બજારનો ભાવ વધે ત્યારે એ તમે ભાવ વેચી તમારી શેર જોખમ જે તમારું છે તેને નિવારી શકો છો જ્યારે શેર બજારમાં ભાવ ઘટતા હોય શેરના ત્યારે એ શેર તમે લઈ શકો છો શેર બજારમાં આ બે મહત્ત્વના પાયા છે કે શેર માર્કેટ ક્યારે વધે છે ક્યારે ઘટે છે એની પર ઘણા બધા ઉતાર ચડાવ થાય એની પણ શેર માર્કેટ ચાલતુ હોય છે જ્યારે શેર માર્કેટનો ભાવ વધે છે ત્યારે તમારો પ્રોફીટ એટલે ફાયદો બૂક થાય છે અને જ્યારે ઘટે છે ત્યારે તમારી નુકસાની થતી હોય છે પણ આ શેર બજારમાં જ્યારે જ્યારે ભાવ ઘટતા હોય છે ત્યારે તમે શેર વધારે પ્રમાણમાં લઈ શકો છો અને ઘટેલા ભાવના શેર તમે લઈને જ્યારે બજાર ભાવ વધે ત્યારે એને વેચી શકો છો એની અંદર જે તમારો પ્રો ફાયદો કે પ્રોફીટ કહેવાય એ તમે બૂક કરી શકો છો શેર માર્કેટ ઘણું જોખમી હોય છે અત્યારના જમાનામાં આધુનિક જમાનામાં શેર માર્કેટ એક ટ્રેન્ડ થઈ ગયો છે ટ્રેન્ડ એટલે કે એક રજૂઆત કરીએ એમ કે ચલણ થઈ ગયું છે શેર માર્કેટ બધાને રસપ્રદ લાગી રહ્યું છે તો શેર બજારમાં અત્યારે ઘણા રસ લઈ રહ્યા છે પણ એમાં જોખમ પણ એટલું જ છે